હેલ્લો યસ આ હું શું કહું છું આ આપણાં ઘરની બાજુમાં પેલી ખબર છે રેસ્ટરોરન્ટ ખૂલી છે રૂફટોપ નવી હા એ એ જ એ કેવી સારી છે તું ત્યાં ગયો છે જમવા માટે હા મને હતું જ કે તું ત્યાં ગયો હોઈશ એટલે જ તને ફોન કર્યો હા સારું દેખ મારે છે ને પનીર લબાબદાર મંગાવવું છે અને રો રોટલી મંગાવી છે બટર રોટી હા બટર રોટીમાં બટર રોટલી મંગાવવી છે પનીર લબબદાર મંગાવવું છે અને રાઈસ અને રાઈસ અને દાળ મંગાવવા છે મારે હા તો ત્યાં જા તે ત્યાં શું ખાધું હતું હા તૂફાની પનીર એમ બરોબર બરોબર હા તો ત્યાંનું જમવાનું સારું હોય છે ને હા તો તારા ભરોસે મંગાવું છું બરાબર હોવ ચલ મૂકું ફોન